હેલ્લો હા મેડમ અ હું દામિની બોલું છું સ્ટુડન્ટ ઇલા નીના મેમ બોલો છો ને

હા અગિયાર બાર નથી કરવું અને કોઈ એવું હોય કે જલ્દી મતલબ ફ્રી થઈ જવાય કે બે ત્રણ વર્ષ બે વર્ષનો કોર્સ હોય અને નોકરી માટે એપ્લાઇ કરી શકાય એવું કંઈ હોય

અચ્છા

બરાબર બરાબર હા હા અચ્છા તો થલતેજ મેમનગરમાં બરાબર બરાબર તો આમાં તમે જે સોપા કીધું છે તો એ સોપામાં શું શીખવાડે છે મતલબ એનો કોઈ સ્પેશિયલ કોર્સ છે કે શી રીતે છે

બરાબર એટલે અ આખું અલગ જ રીતનું ફિલ્ડ થઈ જાય ને એમાં બરાબર ઓહો એસ આઇનો ને હા અચ્છા એવું છે હમ્મ એ એક જ વર્ષ માટેનો છે કોર્સ અચ્છા તો આપણે એસઆઇની ફી જે કેટલી હોય છે એવું કંઈ ખબર ખરી મેમ ઓહ અચ્છા

અચ્છા તો પછી મારે આ એસ આઇનું કરવું હોય તો એની નજીકમાં કોઈ કોલેજ કે ખરી અ હું રાયપુર રહું છું અચ્છા બરાબર હા તો વાંધો નહીં અને તમે પેલું કીધું ને કે ગર્લ્સ માટે બ્યુટિિશયનનું બી કંઇ સારું છે એવું

હા અચ્છા એવું છે અચ્છા પણ હોટલ મેનેજમેન્ટમાં તો મેં એવું સંભાળ્યું છે કે બહાર બી જવું પડે છે અને કામ માટે બી તો મને અમદાવાદમાં જ

હા બરાબર હા હા બરાબર એવું છે હા તો તમે જે પેલો બ્યુટિશિયનવાળો કોર્સ કહેતા હતા અત્યારે કે આઈ ટી આઈમાં આવી છે છોકરીઓ માટે કંઈ તેમાં શું છે

હા હા

અચ્છા બરાબર તો તો પછી સારું જ છે અચ્છા હા એટલે કોઈ કોર્સ એવો મળી જાય ને કે જેમાંથી શું કે કોઈ સ્કિલ બી ડેવલોપ થાય અને આગળ વર્ક બી કરી શકાય બે કામ થઈ શકે એવું હા એટલે અ વાંધો નહીં મેમ તો મને છે ને જે એસ આઇનો કોર્સ છે એ અને આ બ્યુટિશિયનવાળું તમે કીધું એ બે માટે હું મળી જાઉં તમને

ઓકે ચાલશે

અચ્છા ઓહો ઓહ ઓકે તો પાક્કું મેમ હું એમાં સિલેક્ટ કરી દઉં તો હું સાઇબર કેફેમાંથી ભરીને તમને ઇન્ફોર્મ કરી દઇશ ઓકે ઓહ હા થેન્કયું પાક્કું પાક્કું હું કોલ બેક કરીશ તમને

હા પણ